નીરોગી રહેવા માટે આપણે આપણા ખોરાક દૈનિક ક્રિયા સ્વાસ્થ્ય પહેરવેશ વગેરે ઉપર ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ નીરોગી રહેવા માટે દરરોજ વહેલી સાંજે સૂઈ જવું જોઈએ સવારમાં વહેલું ઉઠી જવું જોઈએ દરરોજ સ્નાન કરવું જોઈએ આપણા શરીરની ચોખ્ખાઈ રાખવી જોઈએ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને આપણી આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ આપણા ખોરાકમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ ફાસ્ટફૂડ ખાવાનો ત્યાગ કરવો જોઈએ તેના બદલે લીલા શાકભાજી કઠોળ અને ફળો ખાવા જોઈએ જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને તેમાંથી આપણને આવશ્યક વિટામીન્સ મળી રહે છે તો વિટામિનયુક્ત ખોરાક ખોરાક લેવો જોઈએ ત્યાર પછી આપણી આસપાસ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે સ્વચ્છતા હશે તો જ આપણું શરીર નીરોગી રહેશે તો સ્વચ્છતા રાખવી જરૂર છે પાણી સ્વચ્છ પાણી પીવું જોઈએ સ્વચ્છ પાણીથી આપણા શરીરને શુધ્ધ કરી રાખવું જોઈએ ઘરથી બહાર જાઓ ત્યારે મોઢા ઉપર માસ્ક પહેરવું ફરજીયાત રાખવું જોઈએ અને વાતાવરણમાંથી જે આવતા કીટાણું છે તેનાથી બચવા માટે આપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અથવા રૂમાલ રાખવો જોઈએ જેનાથી આપણે વાતાવરણમાં રહેલાં કીટાણું અથવા આપણા આસપાસ રહેલા વાઈરસથી બચી શકીએ છે આવી રીતે આપણે સ્વાસ્થ્યમાં ઘરે બેઠા ઘણા બધા ઉપયોગી ઉપાયો કરીને આપણી સ્વાસ્થ્યની તકેદારી રાખી શકીએ છીએ અને સ્વાસ્થ્યની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે આપણું હેલ્થ સારું હશે તો જ આપણે આપણું મન સારું રહેશે